હા મને ગમે છે રસોઈ બનાવવું રસોઈ એ મારો શોખ છે મને નવી નવી વાનગીઓ જોઈને નવી નવી વાનગીઓ બનાવવાની ઈચ્છા થાય છે અને એ વાનગીઓમાં હું ઘરનાં લોકોને ખવડાવું પણ છું અને હા હું એને વ્યવસાય બનાવવા નથી માગતી કારણ કે એ શોખ ખાલી મારા પૂરતો જ છે એટલે હું શોખ મારા પૂરતો રાખવા માગું છું મને નવી નવી વાનગીઓ બનાવવી ગમે છે અને હું રસોઈમાં રસોઈ પણ કરું જ છું અને મને રસોઈ કરવાનો બહુ જ શોખ છે